યસ તમારું નામ શું છે

હં હં

તમરી એજ શું છે ટ્વેન્ટી છે અચ્છા તમે ક્યાં ક્યાં રહો છો હં હં ઓહો સારું તો તો તમે છે ને શું તમે કીધું ડિપ્રેશન હા તો તો છે ને તમે ડિપ્રેશન છે ને તો એમાં છે એવું તમે અત્યારે હમણાં હમણાં શું કાર્ય કર્યું છે હં હં હં હં

અચ્છા હં હં જો બેટા એમાં છે ને હોય એવું કે તમે તમાર ટાઈમ મેનેજ કરવો પડે તમે જે કીધું સ્ટડી ને હોસ્ટેલ ને બધુ ભેગું નથી થતું હં તો અમુક એવો સમય રાખો જેમાં ગ્રુપ સ્ટડી એટલે કે કલાક બે કલાક જ પછી સ્ટડીને મૂકી દો પછી થોડુંક ફ્રી થાવ પછી વળી પાછું પાછું સ્ટડી કરો એટલે શું તમારે છે ને ડિપ્રેશન જે થતું હોય એ ના થાય પછી તમે કીધું કે મને સુસાઇડના તો એ છે એ જે તમારો ખ્યાલ છે એ ખોટો છે એવું ના હોવું જોઈએ તમે હોસ્ટેલનું કીધું તો તો હોસ્ટેલમાં તમે છે ને એક તમારે પાસે ફોન તો છે જ હેં ને અને ગ્રુપ સ્ટડી કરવાની છે વિડિયોકોલ દ્વારા પણ કરી શકીએ છીએ